ડ્રાય મસાલા કચોરી મેથીના થેપલા દહીં વડા રિપ્શી ફ્લાવર બાજરીના વડા ગાંઠીયા તેમજ સૂકી ભાજી થેપલા આછી પુરી ચકરી તીખા ગાંઠિયા તીખી સેવ મોહનથાળ હલવો દૂધપાક પુરી મેથીના વડા મકાઈના વડા દહીં વડા તીખી પૂરી દૂધીનો હલવો વગેરે બનાવીએ